શારીરિક વિકલાંગતા ધરાવતા બાળકો એટલે કે શારીરિક ખોડખાંપણ પણ ધરાવતા બાળકોની જેમ કે હાથ પગની ખોડવાળા અને મુક બંધ સામાન્ય માનસિક કક્ષા કરતા ચડિયાતા કે ઉતરતી કક્ષાના બાળકો જેમ કે અતિ તેજસ્વી અને મેધાવી બાળકો કે માનસિક કે બૌદ્ધિક રીતે પછાત બાળકો સામાન્ય રીતે વ્યક્તિગત કક્ષાએ સ્વાભાવિક ગણી શકાય એવી કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટે આડ ખીલી રૂપ બંધન કે સામર્થ્યનો અવાજ એને એને ડિસેબિલિટી વિકલાંગતા કહેવાય ડિસેબિલિટી એટલે કોઈ પણ કાર્ય કરવા માટે વ્યક્તિને અનુભવવી પડતી મુશ્કેલી સમસ્યાના પરિણામો જે માણસને ઓપ્ટિક નર્વ કે રેટીનાને નુકસાન પહોંચાડ્યું હોય તેને આંખનો ઉપયોગ જેને માટે જરૂરી છે તેવા કાર્ય કરવામાં બંધન કે મર્યાદા હોય છે હેન્ડીકેપ એ વ્યક્તિ માટે એવો ગેરલાભ છે કે જે ઈમ્પેરમેન્ટ અને વિકલાંગતાને લીધે થાય છે અને તે સરેરાશ નોર્મલ વ્યક્તિ જે કામ કરી શકે છે તે કામને મર્યાદિત કરે કે અટકાવી દે છે હેન્ડીકેપ વ્યક્તિ પર કોઈ વિશિષ્ટ સંજોગોમાં મુકાયેલ ડિમાન્ડ સૂચવે છે ડિમાન્ડ એટલે ઘણું કરીને બંધ કોઈ વ્યક્તિને અમુક પરિસ્થિતિમાં વિકલાંગતા જરૂરી હોય પણ હેન્ડીકેપ ન હોય દાખલા તરીકે ઓપ્ટિકલ નર્વ કે રેટિનાને થયેલ નુકસાનને કારણે વિઝ્યુઅલ ઇમ્પરમેન્ટ હોય એવી વ્યક્તિને વાંચન કરવાનું આવે ત્યારે તે વાંચન ન કરી શકે પરંતુ તે અન્ય વિકલાંગ ન હોય એવા લોકોની પેઠે બીજા સાથે વાતચીત કરી શકે કે સંગીત માણી શકે આપણે કેટલાક વધારે ઉદાહરણો દ્વારા આ સંકલ્પનાઓ સમજીએ ધારો કે કોઈ વ્યક્તિ રસોડામાં કામ કરતી વેળાએ હાથ પર દાઝી જાય છે જે દાજી જવાની ઘટના ઊંડી છે અને નુકશાન ચામડીના ટીસ્યુની આરપાર જઈને જ્ઞાનતંતુઓ સુધી પહોંચી ગયું છે આ પરિસ્થિતિમાં હાથના કાર્ય પર તેની અસર કદાચ પડે દાજી જવાના કારણે જે હાનિ થઈ છે તેને કારણે તે પોતાના હાથે ડેસિબિલિટી અનુભવશે એનો અર્થ છે કે તેની થયેલ નુકસાનના પ્રમાણમાં એ હાથથી કામ કરવામાં મુશ્કેલી સમસ્યા ઊભી થશે પ્રયોગ કરવાનો હોય તેવી બધી જ પ્રક્રિયા કરી શકશે જેવી રીતે ખાવું વાળ ઓળાવા લખવું વગેરે પરંતુ જેમાં બંને હાથની જરૂર પડે છે એવા શાકભાજી સમારવા બટન બંધ કરવા વાહન ચલાવવું એવા કામમાં તે હેન્ડીકેપ એટલે કે અશક્તિ અનુભવશે બીજું દૃષ્ટાંત લઈએ તો ભારતના કોઈ ગામડામાં રહેતી કોઈ સ્ત્રીનું ધારો કે રોજિંદા કામ દરમિયાન કોઈ અકસ્માત થતા તેના તેના ઘૂંટણની ઈજા પહોંચે છે ઘરકામમાં વ્યસ્તતાને કારણે ઘા પ્રત્યે બેદરકાર રહેશે સારવારને અભાવે આ ઘાવ કરે છે જંતુગ્રસ્ત બને છે અને ગેંગરીનમાં પરિણામે છે આના કારણે તેના પગ કાપી નાખવા પડે છે હવે તમને સ્પષ્ટ સમજાઈ ગયું હશે કે જંતુગ્રસ્ત ઘા પગ ગુમાવવા તરફ વિકલાંગતા તરફ દોરી રહ્યો છે ભારતમાં સામાજિક સાંસ્કૃતિક દૃષ્ટિ એવી છે કે તેમાં સ્ત્રીને કુટુંબના ઉછેર પોષણનું કામ કરવાનું હોય છે તેથી સ્ત્રીએ ઉપર વર્ણવેલા કામો તેની આસપાસની ભૌતિક પરિસ્થિતિમાં ફેરફાર કે અનુકૂળતા ઊભા કર્યા વગર તેને કરવાની ફરજ પડે છે